હું આ ફિડબેક ઉબરના ડ્રાઈવર માટે આપી રહ્યો છું એ ભાઈ રામભાઈએ ખૂબ જ સારી રીતે મારી રાઈડને પૂરી કરી તે બદલ ઉબર અને ડ્રાઈવરનો આભાર તેમજ ડ્રાઈવરનું વર્તન ખૂબ જ વિનયી હતું પહેલાં જ્યારે એક તો મોડું થઈ ગયેલું હતું ને બીજી વાત તો કે તે અલગ જગ્યાએ જઈ પહોચ્યાં હતા પણ જ્યારે અમે કૉલ પર વાત કરી અને કહ્યું કે અમે ત્યાં નહીં પણ અહીંયા ઊભા છીએ ત્યારે ડ્રાઈવરે ખૂબ જ જલ્દી અને અમને સગવડ પડે તે પ્રકારના દરેક પ્રકારથી ત્યાં ડ્રાઈવિંગ કરીને આવ્યાં હતા અને અમને લઈ ગયા હતા આ ઉપરાંત આ શહેર અમારા માટે અજાણ્યું છે હું ક્યારેય પણ જૂનાગઢની અંદર ફર્યો નથી ત્યારે ડ્રાઈવરે અમને વિવિધ ફરવા જેવા સ્થળોની માહિતી પણ આપી આ સ્થળની અંદર કઈ કઈ જગ્યાએ રહી શકાય કઈ જગ્યાએ વધારે સગવડ મળી રહેશે તેની પણ માહિતીઓ આપી તેમજ અલગ અલગ ઘણી રીતે અમને ગાઈડ કર્યા છે જોવાની જગ્યાઓ વિશે વાત કરી જેમકે અશોકનો શિલાલેખ હોય કે પછી ઉપરકોટ હોય શહેરને ફરવા માટે આ ઉબર ડ્રાઈવર રામભાઈની ઘણી જ મદદ મળી રહી બીજી વાત કે ક્યારેય પણ કોઈ પણ જો અસામાજિક તત્વો હોય તો એમને હેરાન કરે તો આ શહેરની અંદર કઈ પ્રકારની સુવિધા છે જે અમારા અમારા જેવા પર્યટકો માટે ઉપયોગી નીવડે અને પર્યટકો માટે અલગ અલગ પ્રકારની રાહત અને સગવડભરી સુવિધાઓ વિશે ઘણી માહિતી આપી તે બદલ ઘણો આભાર